મારા વિસ્તારની જ વાત કરું તો મારા વિસ્તારમાં પી એચ સી અને સી એચ સી કેન્દ્રો પણ આવેલાં છે જ્યાં મોટા ભાગે તમને કોઈ જ ડૉક્ટરો હાજર અવસ્થામાં જોવા મળશે જ નહીં અને જો હાજર હશે તો ત્યાં કોઈ પણ દવાઓનો અભાવ જોવા મળશે ગામના લોકો પણ શિક્ષિત છે પરંતુ આ બાબતે ક્યારેય કોઈ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો હું એજ સુધારવા માગુ છું કે દરેક ગામમાં એક સારી ક્લિનિક હોય અથવા તો પી એચ સી કેન્દ્ર હોય ત્યાં દરેક ડૉક્ટરો ફરજ ઉપર હાજર હોય દરેક ફેસેલિટી પણ હોય તો વ્યક્તિને દૂર સુધી લંબાવવું ન પડે ઘણીબધી સુવિધાઓ પણ નથી આજના સમયમાં માત્ર ટૅમ્પરરી દવાઓ આપીને નજીકનાં પી એચ સી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે દવાખાનાઓમાં તમને કામચલાઉ ધોરણે નામ પૂરતી જ સેવાઓ આપીને તમને ત્યાંથી જવા દેવામાં આવતા હોય છે તો ઘણી બધી બાબતો છે જેમ કે ક્યારેક લાઇટનો અભાવ ડૉક્ટરો છે તો નર્સનો અભાવ નર્સો છે તો ડૉક્ટરો સમયસર નથી આવતા ક્યારેક કોઈ જ વાર તહેવાર હોય ત્યારે પણ ત્યાં ઉપલબ્ધ નથી હોતા અને ખાસ કરીને રાત્રીના સમયે કોઈ પણ ડોકટરો ત્યાં ઉપલબ્ધ હોતા જ નથી તો આવા સમયે લોકોને ક્યાં જવું ગામથી હૉસ્પિટલનું અથવા સિટીમાં જવા માટે ઓછામાં ઓછું ચાળીસ પચાસ કિલોમીટરનું અંતર હોય છે તો આવી બધી બાબતોમાં લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે તો આ એક ગંભીર બાબત છે તો હું એ જ સુધારો કરવા માગીશ કે દરેક નજીકના દવાખાને દરેક દવાઓ પણ મળે ડૉક્ટરો પણ સમયસર હાજર હોય પૂરતો સ્ટાફ પણ હોય અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પરિવહનની પણ વ્યવસ્થા હોય જેથી કરીને વ્યક્તિનો જીવ આસાનીથી બચી શકે અને તે વ્યક્તિને તુરંત જલ્દી સારવાર મળી શકે